મઠિયા મીઠું તલ અને અન્ય મસાલા સાથે બનેલ મઠિયા પચવામાં સહાય કરે છે અને ઊર્જા આપે છે લચ્છા પરાઠા ઘઉંનો લોટ સાથે બનતું લચ્છા પરાઠા ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત છે જે પાચનને સુચારુ બનાવવામાં મદદ કરે છે ભીંડા ભીંડાની ભાજી પોષકતત્ત્વો અને વિટામિન્સ ધરાવતી હોય છે અને કેલ્શિયમ અને લોખંડના સ્તરોને સુધારવામાં સહાય કરે છે કઢી છાશ અને મસાલા સાથે બનાવેલી કઢી પાચનક્ષમતા વધારવામાં મદદ કરે છે અને પોષકતત્ત્વોથી ભરપૂર છે ફાફડાની સલાડ ફાફડાની એક કાકડીનું મિશ્રણ જે વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર હોય છે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે ખમણ ચણાનો લોટ અને મસાલા સાથે બનાવેલ ખમણ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે અને પચવામાં સહાય કરે છે આ વાનગીઓમાં અલગ અલગ પ્રકારની પોષકતા ગુણધર્મો હોય છે જે આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ હોય છે